હા ગુજરાતનાં લોકોના રોજિંદા જીવનમાં રિવાજો ઉજવણી અને રોજબરોજની ઘરગથ્થું વસ્તુઓમાં કળા અને હસ્તકળા ઉમટી આવે છે સપોસ જેવી રીતના અત્યારનું એમરુંડરી વર્ક છે જે એમરુંડરી વર્ક છે તે આપણા પૂર્વજો જે પહેલેથી કરતાં હતાં તેને ભરત ગૂંથણ કહેતાં હતાં ત્યાં પહેલાની બધી જ બાઈઓને ભરત ગૂંથણમાં સારી એવી અવડતતા હતી તે વિવિધ પ્રકારના ભરત ગૂંથણ કરતાં હતાં જેમકે સાંકળી છે ટાંકો છે પાય ટાંકો છે એવી રીતના અલગ અલગ ટાંકાનો યુસ કરીને તે પોતે એમરુંડરી વર્ક કરતાં હતાં ત્યારપછી છે કે કોઈભી સુશોભનની વસ્તુઓ છે ઘરની હસ્તકળાની વસ્તુઓ છે સપોસ એ બધાંનો વિવિધ રીતના યુસ કરતાં હતાં ગોળા પાણી અને ગોળૂ હોય છે તે ગોળા પર નિત નવી ડિઝાઈનો કરીને તેને આકર્ષિત લૂક આપી રહ્યાં હતાં એના અલાવા ઘરની નાની નાની વસ્તુઓમાં તે વેસ્ટમાંથી બેસ્ટ તે વર્ક કરવા માટે ગુજરાતનાં લોકો ખૂબ જ પ્રખ્યાત છે તે નાની નાની વસ્તુઓને સારી રીતના એટ્રેક્ટિવ બનાવે છે